મારા અવાજની થકાવટ અને ખોખરાપણાને નિયંત્રિત કરવા માટે જે બધા યુસ કરે છે અને મને એવી ખબર છે કે રોજ સવારે ગરમ પાણી અને મીઠું લઈને એનાં કોગળા કરવાનાં તો એ એ હું મોસ્ટ ઓફ ધી ટાઈમ એનો જ યુસ કરું છું અને મારા અવાજને બચાવવા માટે બીજી કઈ ટેકનિક વાપરવી જોઈએ તો એમાં પણ બેજોડ છેકે બહુ મીઠી એટલે કે સ્વીટ વસ્તુઓ નહીં ખાવાની પછી સિઝનલ ચેન્જીસ આવે ત્યારે તમારે કેર કરવાની બહુ ઘાંટા નહીં પાડવાના જેને કારણે અવાજ ઘોઘરો થવા માંડે બહુ સ્ટ્રેસ નહીં લેવાનું તમારી ઊંઘ મર્યાદિત હોય તો એને ટાઈમ ટુ ટાઈમ એને મેનેજ કરવાની વધારે સ્ટ્રેસ ન લેવાનો આ બધી અલગ અલગ ટેકનિક છે જેને જે લાગુ પડે એ કરી શકે છે એકચુલી એને માટે કોઈ એસોપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર નથી કે તમારી અવાજની થકાવટ અને ખોખરાપણાને કઈ રીતે નિયંત્રિત કરી શકાય પણ બધા જે કરે છે એ રીતે હું કરું છું કે રોજ સવારે ઊઠીને ગરમ પાણી પીવાનું અને મીઠાના કોગળા કરવાના એ સૌથી બેસ્ટ ઉપાય છે તમારા અવાજને બચાવવા માટે પછી તમને કોઈકવાર ખરેખર જો પ્રોફેશનલ સિંગિંગમાં આપણે હોઈએ તો તમારો અવાજ જ તમારું પ્રોફેશન છે તો એને સાચવવું ખૂબ જરૂરી છે તો તળેલી તીખી વસ્તુઓ નહીં ખાવાની વધારે પડતું ઓઈલી એટલે કે માખણ છે તેલ છે પછી ચીઝ છે એવી વસ્તુઓ નહીં ખાવાની તમારા પોતાનાં ડાયટ પર ધ્યાન આપવું પડે તમારે જેને કારણે તમારો વોઇસ સચવાઈ રહે પછી જ્યારે પણ કાંઈક સિઝનલ વેરીએશન હોય અને એવું લાગે તો તરત મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એનો તરત ઉપયોગ કરવાનો હોય કારણ કે વોઇસ એવી વસ્તુ છે કે તમે ક્યારેય એવું ન જાણી શકશો કે આજે હું બરાબર બોલું છું કે ગાઉં છું તો આવતીકાલે હું સારી હોઇશ કે રહીશ તો એઝ એન વેન રિકવાયર્ડ જે રેમેડી હોય એ રેમેડી તમે એ ટાઈમે કારગર હોય તે કરી શકો પણ ટેકનિક એવી વસ્તુ છે કે ટેકનિક એ દરેક માટે અલગ અલગ હોય મેં આગળ પણ કીધું કે ટેકનિક હંમેશા એક જેવી ન હોય જેવી આપણને ગળામાં કે વોઇસ બોક્સમાં તકલીફ છે એ પ્રમાણેની ટેકનિકથી કેટલુ જલ્દી રિકવર કરી શકાય એ સૌથી બેસ્ટ ટેકનિક છે એટલે મારા મત મુજબ અથવા મારા અવાજની વાત કરું તો મારા અવાજને હું નિયંત્રિત કરવા માટે હંમેશા તળેલું તીખું ઓછું ખાઉં છું હું કે પછી ઘાંટા ઓછા પાડુ છું હું પછી સિઝનલ વેરીએસન હોય તો તરત કેર કરું છું કે જેથી મારો અવાજ બગડે નહીં અને એવી નાની નાની વસ્તુઓથી હું મારા અવાજનાં ખોખરાપણા કે થકાવટને હું નિયંત્રિત કરું છું જ્યારે પણ એવું લાગે કે હવે હું ગાઈ નથી શકતી તો હું એ એ મારા મૌન વ્રત ધારણ કરી લઉં છું જેથી એ મારી એનર્જી ફરીથી ગેન થાય એ સૌથી મોટી કદાચ ટેકનિક છે મારા માટે કે હું મારા અવાજને સારો રાખવા માટે મૌન વ્રત ધારણ કરું કારણ કે પ્રોફેસન એવું છે કે જ્યારે મેક્સિમમ તમારે બોલવાનું હોય તો જ્યારે એ કામ નથી ત્યારે તમે એને ફરીથી એનર્જી મેળવવી હોય તો તમારે એ વસ્તુનો ઉપયોગ ન કરો તો એનર્જી ફરીથી રિગેન થઈ શકે તો એ બધી નાની નાની ટેકનિકથી હું મારા અવાજને થકાવટ અને ખોખરાપણાને નિયંત્રિત કરું છું